મેં થોડા દિવસ પહેલાં એક નવો મોબાઇલ ફોન લીધો હતો તે ફોન મસ્ત હતો તે ફોનનો કેમેરો એવો મસ્ત હતો કે તેનાથી ફોટા પાડું તો એવા લ ફોટા આવતા કે મેં એવા ફોટા કોઈ દિવસ જોયા ન હતા આ ફોટા મેં મારા મિત્રને બતાવ્યા તો તેઓ ખુશ થઇ ગયા અને મારી ફોનની તારીફ કરવા લાગી ગયા ફોનનો અવાજ એટલો સારો હતો કે મોટા ઇયરફોનની પણ જરુર ન પડતી એ ફોનનો અવાજ એકરુમમાંથી બીજા રુમમાં પણ આવતો હતો આવો ફોન મને સસ્તામાં મળી ગયો હતો તેથી તેની ડિસ્પ્લે મસ્ત હતી સ્ક્રીનમાં વીડિયો જોતા એવું લાગતું હતું કે સિનેમામાં બેસીને ફ્લિમ જોતા હોઇએ તેની સ્ક્રીન મસ્ત હતી પરંતુ તેમાં અમુક ખરાબ બાબત હતી જેવી કે અમુક સમયે તે હેંગ મારતો હતો અને તેનું ચાર્જિંગ પણ ચાલતું ન હતું